મને લાગે છે કે બાળકોનાં વધુ સારા વિકલ્પ માટે ટીવી અને ઓનલાઇન માધ્યમ ઉપર વધું મફત શૈક્ષણિક વિગતો ઉપલબ્ધ કરાવવી જોઈએ કારણ કે ઘણાં બધાં મા બાપ તેમનાં છોકરા માટે આ બધું મફત શૈક્ષણિક ઉપલબ્ધ કરી શકતાં નથી જેમની પરિસ્થિતિ ન હોય તે લોકો પણ આ આ લાભ લઈ શકે અને જે જે ઘણું સારું રહે તે પણ બાળકો આગળ આવી અને આ શિક્ષણનો લાભ લઈ અને જીવનમાં ઘણાં આગળ આવી શકે તેમના મા બાપને હેલ્પ કરાવી અને આર્થિક રીતે પગભર થઈ શકે જે ઘણું સારું રહી શકે છે તો ઓનલાઇન માધ્યમ પર ગવરમેન્ટે ઘણી ચેનલો ચાલું કરી અને મોબાઈલમાં પણ આવી એપ ચાલુ કરી ગવર્નમેન્ટે ઉપલબ્ધ કરાવવી જોઈએ જે ઘણી શૈક્ષણિક ચેનલો સારી મયાસમાર્ટ જેમ ઘણી ચેનલો પણ ઉપયોગ કરી શકાય છે અત્યારે બાયજૂસ એપ છે ફિઝિક્સવાલા એપ છે જે ઘણી સારી રહે છે એ એપ એ એપ યુઝ કરીને છોકરા ઘણી રીતે આગળ આવી શકે છે તેનાથી શીખીને પણ તેમાંથી યુઝ કરીને તેમાં પણ વધુ સારા અનુભવ લઈ શકીએ છે એ આપણા જીવનમાં ઘણું સારું રહે છે